હા હાજી હા બેન બોલોને હ હ હા તમે કયાએ હોસ્પીટલ કે ક્લિનિક પર કયાએ બતાવ્યું છે

હ રિપોર્ટ કાઇ કરાયેલા હ અને કેટલા દિવસ થી છે તમને હ તો એક કામ કરજો જો પોસિબલ હોય તો અહિયાં ક્લિનિક પર આવી જાયો

કોઈ ફેરફાર કરવાનું તો કરાવું ને હમણાં દવા ચાલુ રાખજો કેમકે વાઈલર હોય તો નોરમલી પાંચ છ દિવસ સુધી રે એ થી વધારે રેસે તો આપડે બીજા રિપોર્ટને કરાવસું ખૂબ હા તો વાંધોનઈ એક કામ કરો તમે આજે જ જો ફ્રી હો તો આજે જજો આવે રિપોર્ટસ ને બધુ કરી લઈએ તો એક નિવાડો આવે ખબર પડે શું છે સારું સારું